પુસ્તકો ઉપરાંત હું અખબાર વાંચું છું એ જુદાં જુદાં હોય છે જેમકે સંદેશ છે નયા પડકાર છે ગુજરાત સમાચાર છે તો એમાંથી મને ગુજરાત સમાચાર વધારે ગમે છે અને અમારા ઘરે પણ ગુજરાત સમાચાર આવે છે એમાં પૂર્તિઓ આવે છે જુદી જુદી કહાનીઓ આવે છે જુદાં જુદાં નુસખા અજમાવાના આવે છે અને માઠા સમાચાર ય એ આવે છે અને લગ્ન માટેની એડવાઈન્ટમેન્ટનું પણ આવે છે અનાજ પૈસા જેમકે પાઉન્ડ ડોલર સોનું શેર વગેરે એની જાણકારી પણ મળે છે દેશ વિદેશના સમાચારની જાણકારી પણ મળે છે અને આ લગભગ બધા જ લોકો આ ગુજરાત સમાચાર વધારે પ્રીફર કરે છે એમાંથી ઘણું બધું જાણવાનું મળે છે ટીવીને પણ સમાંતર સમાચાર હોય છે